ગુજરાતમાં સમાચાર માધ્યમોની ક્વોલિટી ઘણી સારી થઈ ગઈ છે ગુજરાતનાં સમાચાર માધ્યમોમાં ગુજરાતનાં દરેક જગ્યાએ બનતી ઘટનાઓને આવરી લેવામાં આવે છે અને એનું કવરેજ સારી રીતે કરવામાં આવે છે આ ઉપરાંત દેશને લગતી રાષ્ટ્રીય જે બનાવો બને છે એને પણ સારી રીતે કવર કરવામાં આવે છે અને એને દર્શાવવામાં આવે છે સાથે સાથે આંતરરાષ્ટ્રીય સમાચારો દેશ વિદેશનાં એ લોક એ પણ બહારનાં જે રિપોર્ટર્સ હોય છે ન્યૂઝ રિપોર્ટર્સને સાથે મળીને આવરી લેવામાં આવે છે અને એનો પણ સારી રીતે ડિટેલમાં દર્શાવવામાં આવે છે